ત્રણ ચાર બે હજાર પાંચ ત્રણ પાંચ ઓગણીસો ચાલીસ સાત દસ ઓગણીસો તેપન છ નવ ઓગણીસો ઇકોતેર સોળ અગિયાર બે હજાર